હવે મારી જાણમાં હોય તેવા નાના વેપાર તો ઘણા બધા ગૃહ ઉદ્યોગો સ્ત્રીઓ કરતી હોય છે અથાણાં પાપડ મસાલાના એ સિવાય તમે તમારી કોઈ આવડત છે કોઈ હાથ ભરતકામ છે કોઈ હાથ વણાટનું કોઈ વસ્તુ તમે બનાવી શકો છો અથવા તમારી આજુબાજુના વિસ્તારમાંથી કોઈ વાંસ કોઈ પથ્થર એ મળે છે ને એમાંથી તમે કોઈ કલાકૃતિ બનાવો છો અને વેચો છો તો એ એક નાનો વેપાર થઈ શકે છે ત્યાર બાદ આજે જો આપણે પ્રકૃતિ પ્રત્યે થોડાક પણ જો ચિંતિત હોઈએ તો એના આપણે ઘણા બધા લોકો એવા હોય છે કે જે આજે ગામડામાંથી શહેર તરફ આવેલા હોય છે ને ત્યાં ગામડામાં તે લોકો ઘણી બધી પ્રકૃતિક વસ્તુઓ લાવીને અહીંયાં વેચતા હોય છે જે રોજ બરોજ ના શાકભાજી ફળથી માંડીને કોઈ જડીબુટ્ટીઓથી માંડીને એને સીધી પણ વેચી શકે છે એમાંથી કંઈ બનાવી જેમ કે કોઈ મરી મસાલા કે એમાંથી કોઈ તમે મસાલો બનાયો અને બનાવ્યા અને તમે વેચવા માંગો છો તો એ તમારો નાનો સરસ વેપાર બની શકે છે એ સિવાય તમે કોઈ સૌંદર્ય પ્રસાધન કોઈ માલીશ કરવાનું તેલ તમે કોઈ જ જડીબુટ્ટીઓ લાવો છો અને બીજી કોઈ જથ્થાબંધના વેપારી પાસેથી લાવીને જો તમે સમન્વય કરીને વહેંચો છો તો એ સિવાય આજે મહિલાઓ છે તે બહોળા પ્રમાણમાં નોકરિયાત હોય છે તો એ જે સુંદર નાના બાળકો માટે તમે બાલ ક્રીડા આંગણ જેમાં એ લોકો ખૂબ સારી ક્રિયાઓ નવી શીખી શકે એવું કંઈ કરી શકો છો જેમાં તે લોકો આપણા સંસ્કાર સાથે આપણા ઇતિહાસ સાથે જોડાઈ શકે એવી કોઈ પ્રવૃત્તિઓ કરાવી શકાય છે ડેરી ઉદ્યોગ ની વાત કરું તો ઘણી બધી મહિલા પશુપાલન કરતી હોય છે એમની પાસેથી દૂધ લઈને આ લગ્ન પ્રસંગોમાં તહેવારોમાં જરૂરી અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી એવી મીઠાઈયો કે જેને તમે નવું રૂપ પણ આપો તો ઉદાહરણ તરીકે તમે કોઈ ચીઝ કેક છે એ બનાવો છો તો ગાયના દૂધમાંથી તમે ઓર્ગેનિક કરી રહ્યા છો તમારી આવડત યુઝ કરી રહ્યા છો એ તમારા તહેવારો અને લગ્ન પ્રસંગ ના હિસાબે કરી રહ્યા છો તો ઘણી બધી બધુનું વસ્તુનું સમન્વય થઈ રહ્યો છે તો આવી ઘણા બધા નાના વેપાર હોઈ શકે છે તમે કોઈ પણ વેપાર લ્યો એ વેપારની રસપ્રદ એકદમ તથ્ય બનાવવું ખૂબ રસપ્રદ યાદી બનાવવી ખૂબ જરૂરી છે જેમ કે એના માટે જરૂરી મારો કાચો માલ કેટલા પ્રમાણમાં ક્યાંથી આવશે દાખલા તરીકે આપણે સૌંદર્ય પ્રસાધનો લઈએ સૌંદર્ય પ્રસાધન બનાવા માટે મેં સૌથી પહેલા ત્રણ પ્રોડક્ટ વિચારી કે શેમ્પૂ માથાનું વાળમાં નાખવાનું તેલ અને ઉપટન તો કેટલી પ્રકારના વાળના રોગો માટે કેટલી પ્રકારની લોકોને આવતી તકલીફો માટે કયા પ્રકારના તેલ બનાવવા છે કયા ઉપટન બનાવવા છે અઠવાડિયામાં ત્રણ દિવસ ઉપટનનું કાર્યક્રમ બનાવાનું લઈશ ત્રણ દિવસ તેલ બનાવાનું લઈશ એક દિવસ પેકેજિંગ ચાલશે તો તમારી પાસે જેટલા પણ ઓર્ડર છે અથવા તો તમે જેટલા પ્રચાર માધ્યમો જેમ કે આજના ઓનલાઈન પ્રચાર માધ્યમો હોય કે એના તમને કેટલા અંદાજીત ઓર્ડર આવી શકે છે એ હિસાબે તમે આ અઠવાડિયામાં કેટલુંક બનાવી શકો છો અને કેટલું તમે કુરિયર કરી શકો છો એ પ્રમાણેની યાદી બનાવવી જરૂરી હોય છે એ સિવાય તમારું દિન રોજબરોજનું એક વાર તમારો વેપાર સરળતાથી મેનેજ થવા લાગ્યો એ પછી તમે આગળ એમાં વધારે સંશોધન માટે કેટલું ભંડોળ તમારા નફામાંથી મૂકો છો બાજુમાં કેટલું તમારા પોતાના વપરાશ માટે એ બધું જે પ્લાનિંગ હોય છે તે પણ તમારો એક યાદીમાં તમારા નાના વેપારને મોટા વેપાર સુધી લઈ જવા માટે ખૂબ ઉપયોગકારક છે તો આ રીતે તમે કોઈ પણ નાનો વેપાર લો એને મોટો બનાવવા માટે જ્યારે તમે તથ્યોને સૂચિબદ્ધ કરો છો ત્યારે એ તમારું એક એ આવડત ગણાશે તમારા વેપારની જે સૌથી જરૂરી આવડત છે